હલો હા ભાઈ મારે છે ને કેબ બુક કરવી છે અને મેં તમારી રેટિંગ જોઈ છે તમારી રેટિંગ પણ સારી છે અને તમારું કોમેન્ટ્સ મેં જોયાં તમારાં કોમેન્ટ્સ જે છે એમાં બી તમારું સારો કોમેન્ટ્સ લખેલા છે તો તમે સમયસર રેટિંગ સમયસર તમે પહોંચાડી દો છો લોકોને એમના જ્યાં જવુ હોય ત્યાં તો મારે છે ને અર્જન્ટમાં હમણાં જવાનું થયું છે તો તમે કેબ મોકલશો તમારી હા તો તમે કેબ મોકલશો તો મારે સુમન સાર્થિક એડ્રેસ છે મારૂં ઘર મારે ત્યાં જવાનું છે અને અમે બે જણ છીએ તો તમે કેટલો ચાર્જ લેશો અને અમે જેટલો ચાર્જ છે અમે એટલો જ ચાર્જ આપીશું અમે તેનાથી તમે વધારશો ચાર્જ તો અમે ચાર્જ વધારીને નહીં આપીશું અને તમારું જે કેબ છે ને એ તમે ક્લીન કરીને આવજો અને સમયસર આવજો કેમકે અમને છે ને અર્જન્ટમાં જવું છે અને અમને સમય બગાડવો નથી તે તમે રસ્તામાં આવો ને તમે ચા પીવા બેસી ગયા ને અમારે એવી રીતે સમય બગાડવો નથી તમારે સમય પર જો છો ને તો તમે જલ્દી આવો તમે જલ્દી આવશો તો નકર પછી તો હું કેન્સલ તો હું નહીં કરું કેબ મારૂં કેબ બુક થઈ ગયું છે તમારું હવે કેન્સલ કરવું એટલે તમે તમારી તરફથી કરી દેજો પણ હું કેન્સલ નહીં કરું તમારે આવવું પડશે ને તમારી ગાડી ક્લીન જોઈશે મને અને અમે બે જણ છીએ એટલે અમને સફો મે જરાક હાઇટ બોડીવાળા છીએ એટલે અમને સફોકેસન નહીં થાય એની માટે એસી પણ જોઇશે કેમકે પછી તમે આવો ને તમે એમ નહીં કહો કે તમારું એસી બગડેલું છે એસીવાળી ગાડી જોઈએ અમને તમારું તમે કેબ લઈને આવો છો તો જલ્દી આવજો કેમકે અમારે અર્જન્ટમાં પહોંચવાનું છે અને મારૂં જો કામ પતી જાય તો મારે પાછું તમારે તમારી કેબમાં જ મારે આવવાનું રહેશે એટલે તમે આવો તો તો સારી વાત છે